હા વિવિધ વૈજ્ઞાનિકો અને ખગોળશાસ્ત્રીઓ દ્વારા વિવિધ ગ્રહો પર રીસર્ચ કરવામાં આવે છે કે ત્યાં જીવન શક્ય છે કે નહીં વૈજ્ઞાનિકો દ્વારા ત્યાં હવા પાણી વાયુ ઑક્સિજન ગુરુત્ત્વાકર્ષણ બળ અલગ અલગ પ્રકારની બધી જ વસ્તુઓનું રીસર્ચ કરવામાં આવે છે ત્યાં સેટેલાઈટથી કે આવા ચંદ્રયાનો મોકલીને ત્યાં રીસર્ચ કરવામાં આવે છે કે ત્યાં જીવન શક્ય છે કે નહીં ત્યાં હવાનું પરીક્ષણ કરવામાં આવે છે પાણીનું પરીક્ષણ કરવામાં આવે છે ઑક્સિજનનું પરીક્ષણ કરવામાં આવે છે એ પરીક્ષણો એ રીસર્ચો દ્વારા જાણવા મળે છે કે અલગ અલગ પ્રકારની ત્યાં જીવન શક્ય છે કે નહીં માનવ વસ્તી કે કોઇ અન્ય પ્રાણીઓ પશુઓ ત્યાં તેઓ લોકોનું જીવન ત્યાં શક્ય છે કે નહીં તે પ્રકારની તમામ બાબતોનું ત્યાં રીસર્ચ કરવામાં આવે છે તેમજ ત્યાં અલગ અલગ અલગ અલગ દેશોના વૈજ્ઞાનિકો દ્વારા અલગ અલગ સ્પેસ સેન્ટરો દ્વારા ત્યાં ચંદ્રયાન જેવા ઘણાં બધા અવકાશયાન મોકલવામાં આવે છે જેથી કરીને ત્યાંનું પરીક્ષણ સારી રીતે કરી શકાય